હું રોજિંદા જીવનમાં એવી ઘણી પ્રવૃત્તિઓ કરું છું જેનાથી મને આનંદ અને સુખ પ્રાપ્ત થાય છે મને ચિત્ર દોરવાનો ઘણો શોખ છે જુદા જુદા પ્રકારનાં ચિત્રો બનાવીને મને આનંદનો અનુભવ થાય છે આ ઉપરાંત મને સંગીત સાંભળવું ખૂબ જ ગમે છે જ્યારે પણ હું હતાશ હોઉં ત્યારે સંગીત સાંભળીને મને હળવાશનો અનુભવ થાય છે મને પ્રેરણાત્મક પુસ્તકો વાંચવાનો પણ શોખ છે જેમાં હમણાં જ મેં અગનપંખ નામનું પુસ્તક વાંચ્યું જે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને સફળ વૈજ્ઞાનિક એપીજે અબ્દુલ કલામની જીવનકથા છે તેને વાંચીને મને જીવનમાં આગળ વધવાની અને સફળતા પ્રાપ્ત કરવાની પ્રેરણા મળી છે આ સિવાય ખુશ રહેવા માટે હું મારા પરિવારજનો અને મિત્રો સાથે સારો સમય વિતાવું છું જેથી હું મારા જીવનમાં સુખ અને આનંદનો અનુભવ કરું છું સુખી થવા માટે સ્વસ્થ આરોગ્ય આવશ્યક છે આથી મને રમતગમત અને કસરત કરવી પણ ખૂબ ગમે છે